ગુજરાતી ભાષા એ માતૃભાષા છે અને એ સમાંતરે એનો વિકાસ થયા જ કરે છે આ ગુજરાતી ભાષા અને ગુજરાતી એ દરેક જણને એના સમયાંતરે વિકાસ થાય છે અને દરેકને પોત પોતાની રીતે એમાં નવા નવા ફેરફારો થાય છે જેમ જેમ મોટાં થઈએ તેમ તેમ ન ઊંંચા ધ્યેયમાં જઈએ જે નવી નવી પદ્ધતિથી પણ આપળે એને શીખીએ છીએ પેપર વાંચીએ કે નવા નવા વિચારોથી પણ આપણે એ કરીએ છીએ